મને ચિત્રકામ કરવું બહુ જ ગમે છે અને મને નેચરલી જે વસ્તુ હોય તેનું ચિત્રકામ કરવું બહુ ગમે છે લાઇક પહાડો છે નદીઓ છે કે પછી કોઈ તળાવ કે એવી કોઈ જગ્યા છે જે નેચર સાથે સંકળાયેલી છે તેવી વસ્તુનું મને ચિત્રકામ કરવું બહુ જ ગમશે કેમકે તેવી વસ્તુઓ સાથે હું કનેક્ટેડ છું અને નેચરલી ઉભરીને ચિત્રકામમાં દેખાઈ આવશે એટલા માટે હું આ ચિત્રકામ કરવા માગીશ આ મારું મંતવ્ય છે